મેં ઓર્ડર કર કરેલો કરેલી વસ્તુઓ મને હજુ સુધી મને મળ મળી નથી અને મને મેસેજ આવ્યો છે કે તમારે તમારો ઓર્ડર ડિલિવર થઈ ગયો છે પણ હજુ સુધી મને ડિલિવરી મળી નથી અને તમે મને જાણ કરીને કહેશો કે ઓર્ડર ક્યાં પહોંચ્યો છે મારો ડિલિવરી ઓર્ડર નંબર છે એસ આર એસ વન ફાઈવ ટુ સિક્સ આ મારો ડિલિવરી નંબર છે અને મને ડિલિવર મળ્યો ડિલિવરી મળી નથી અને મેસેજમાં આવી ગયું છે કે ડિલ ડિલિવરી થઈ ગઈ છે પણ કોઈ પણ ડિલિવરી બોય આવ્યો નથી અને મને પાર્સલ મળ્યું નથી મેં પાર્સલમાં બે ગુજરાતી થાળી એક સાઉથ ઈન્ડિયન થાળી અને સ્વીટ્સમાં રસગુલ્લા મંગાવ્યા હતા પણ મને ઓર્ડર મળ્યો નથી મને આ ઓર્ડર ચ હવે ઝડપથી મળે એ માટે તમે પ્રયત્ન કરશો અને નહીં મળે તો હું આગળ કમ્પ્લેઇન કરીશ એ માટે તમે મને જલ્દીથી ઓર્ડર પહોંચાડવાના પ્રયત્ન કરશો અને જો મને ઝડપથી ન મળશે તો હું બીજી વખત આ કંપની પર ભરોસો કરીશ નહીં અને કોઈ પણ ડિલિવ કોઈ પણ ઓર્ડર કરીશ નહીં અને જો ટાઇમસર ડિલિવરી મળતી નથી તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય છે એટલે એ માટે મને ટાઇમ પર મારો ઓર્ડર મળી જાય એવા તમે પ્રયત્ન કરશો અને હું પહેલી વાર આ પહેલી વાર ઓર્ડર કર્યો હતો અને પહેલી વાર જ આવું બન્યું છે અને હું અને મેં પેમેન પેમેંટ પણ કરી દીધું હતું અને મને ડિલિવરી મળી નથી હું કેટલા ટ સમયથી રાહ જોઈ રહી છું પણ મને ડિલિવરી મળી નથી અને મેસેજ પણ આવી ગયો છે તો મેં એને યોગ્ય તપાસ કરી તમે મારો ઓર્ડર મારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો અને હું એવી આશા રાખું છુ કે મને મારું પાર્સલ જલ્દીથી મળી જાય અને બીજી વાર એવું ન થાય એની આશા રાખું છું અને તમે પણ સમયસર પાર્સલ પહોંચાડવાનો ધ્યાન રાખો અને બીજી વાર આવું ભૂલ આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખો અને કોઈ પણ કસ્ટમરને અસગવડ ન થાય એનું તમે ધ્યાન રાખવું જોઈએ તેને પાર્સલ સમયસર પહોંચે એનું તમારે ખ્ય ધ્યાન રાખવું જોઈએ અને દરેક વ્યક્તિને યોગ્ય જગ્યા પર પાર્સલ મળે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને બીજી વાર એવું ન થાય પાર્સલ સમયસર યોગ્ય વ્યક્તિને પહોંચી જાય તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને સમયસર પાર્સલ પહોંચાડવાની તમારે કોશિશ કરવી જોઈએ અને યોગ્ય જગ્યાએ પાર્સલ પહોંચાડવું જોઈએ ડિલિવરી બોયને પણ તેને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ પાર્સલ ડિલિવર કરવાનો ઓર્ડર આપવો જોઈએ અને ટાઇમસર તમારે પાર્સલ પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી કસ્ટમરને પણ મુશ્કેલી પડે નહીં અને તમને પણ મુશ્કેલી પડે નહીં તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને બીજી વાર એવું ન થાય તેનું પણ તમારે એનું ધ્યાન તમારે રાખવું જોઈએ તેથી કસ્ટમરને પણ કોઈ પણ જાતની મુશ્કેલી પડે નહીં તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ